હેલો હા હા કોણ છે હં હં હા હં હા હા હં તો છો તમે સાચું જે સાંભળ્યું એ સાચું સાંભળ્યું અમારી અહીંયાં બે બેસ્ટ ડિશ છે એમાં છે એક ઊંધિયું છે અને એક છે સાંક સાંપળી અને એમાં હં હં હા હા હા તો છેને અમે પ્લેટ ઉપર આવા જે આમાં મેરેજમાંને એવું બધું હોયને તો ફૂલ પ્લેટ આવે એમાં ઊંધિયું પુરી સ્વીટ હોય છાશ હોય મસાલા પાપડ હોય ગુલાબ જાંબુ હોય તમે કહો એ અમે રાખી શકીએ છીએ અને હ હ જો તો એમાં મોતીચૂરના લાડુ પણ ચાલે છે એ પણ હોય હા તો પછી તમે જ સ્વીટ તમે કયો એ અકોર્ડિંગ અમે રાખી શકીએ છીએ હં હં હં કાંઈ વાંધો નહીં અને જો તમે આઇસક્રીમ એ તમે કયા જે શ્રીખંડ કહો છો એ કયા ફ્લેવરનો રાખવો છે એના ફ્લેવરના ભાવ પણ અલગ હોય હં હં તો વેનીલા બે મિક્સ હોય છે તો એના છેને એકપેલાના પચાસ રૂપિયા હોય છે એટલે એવી રીતના તમે અને ફૂલ પ્લેટ આપણે બધી થઈને કરીએને તો છસો રૂપિયાની એક પ્લેટ તૈયાર થાય છે એમાં ઊંધિયું પુરી પાપડ છાશ ને તમે સ્વીટ કહો છો એ પણ આવી જાય અને અને કિલોના થાય છે પાંચસો રૂપિયા ભાવ હા હા હા કાંઈ વાંધો નહીં એ હા